એક જાન્યુવારી બે હજાર તોત્તેર એક નવેમ્બર બે હજાર ઓગણએંશી બાવીસ પાંચ ઓગણીસો નેવ્યાશી ત્રેવીસ સાત ઓગણીસો બાણું ચોવીસ સાત ઓગણીસો નવ્વાણું